સ્કૂલંમાથી ટીચર બોલો હા મેં નવો નવો

નવો નવો નોકરીએ લાગ્યો છું તો કોઇ જાણકારી મળશે મને હા બાર પાસ ના પહેલાં નથી કરી સમજાવો ને થોડું

હા સવારે કેટલા વાગે આવવાનું પછી નવ વાગે હા ઓકે

હા એ તો પછી તમે લખીને આપી દેજો મને ટાઈમ ટેબલ બરાબર હા કાલે કેટલા વાગે આવું સ્કૂલમાં નવ વાગે હા તો પછી સમજાવી દેજો તમે ટાઈમ ટેબલ લખીને આપી દેજો એ પ્રમાણે હું કામ કરીશ બરાબર હા બાર પાસની માર્કશીટ એક

હા માર્કશીટ એટલી એકલી જ લાવવાની કે બીજું કંઈ લાવવાનું ડોક્યુમેન્ટમાં માર્કશીટ ને આધાર કાર્ડ હં ને હા નકલ લાવું તો ચાલશે